મારા ગામની મનગમતી બાબત છે કે બાળકોને શિક્ષણ આપવું શિક્ષણ એટલા માટે મનગમતી બાબત છે કે જે એને શિક્ષણ આપેલું હોય છે તે બાળક જીવનમાં ક્યાંય પાછું પડશે નહીં શિક્ષણ થકી એનો સર્વાંગી વિકાસ શક્ય બને છે એને અક્ષરજ્ઞાન આપવું જુદા જુદા વિષયનું જ્ઞાન આપવું એને ભણાવવાં એ મારી મનગમતી બાબત છે કારણ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે જો એ બાળક બધી રીતે ટૅલેન્ટેડ હશે તો એ આપણા દેશના વિકાસમાં ભાગીદારી કરશે બીજી મારી મનગમતી બાબત છે કે મારા ગામની અંદર સ્વચ્છતા જાળવવી લોકોને એ બાબતે અવૅરનેસ આપવી એ બાબતે લોકોને જાગૃત કરવા સ્વચ્છતા છે એ આપણામાંથી પ્રેરણા લઈને ગામનાં બીજા લોકો પણ એનું અનુકરણ કરશે અને ગામની અંદર રોગચાળો કે એવું કંઈ થતું હશે તો અટકશે એ સિવાય પાણીનો વ્ય બગાડ કરતા હોય લોકો તો એમાં પણ આપણે એને અવૅરનેસ આપી અને એમાં પણ સારો સુધારો લાવી શકીએ જેના કારણે લોકોમાં જાગૃતિ આવે શિક્ષણ બાબતે સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે આ મારી મનગમતી બાબત છે અને એ હું કરું છું